કલાકારોની વાત કરીએ તો આઝાદી સમયે જ્યારે આઝાદી માટે બધાં લડતાં હતાં ત્યારે આપણા કલાકારો કે જેઓની પોતાની પોતાને એક જે સંદેશો આપવો છે એ ચિત્ર દ્વારા સમજાવીને બધાંને સંદેશો આપ્યો પોતાનો સંદેશો ચિત્રમાં કન્વર્ટ કરીને એક સંદેશો આપ્યો આઝાદી સમયે ચિત્રો બહુ વધારે પડતા અસરકારક થયેલાં છે એમ કહેવાયને કે આઝાદી ટાઈમે જ્યારે મેન વધારે પડતી ઇનસપીરેશન મળેલી હોયને તો ચિત્ર દ્વારા મળેલી છે પોસ્ટર બનાવવાં સ્લોગન લખવાં એવા કોઈ ચિત્ર બનાવવા જેનાથી જે લોકો વાંચી નથી શકતા પણ એ જોઈને સમજી જશે કે આ લોકો શું કહેવા માંગે છે હવે આપણે આગળ શું કરવાનું છે લોકોની હેલ્પ કઈ રીતે કરવી અંગ્રેજ છોડો ચળવળ જ્યારે ચાલતી હતી ત્યારે એવા ઘણાં બધાં એ ન્યૂઝ કેરેક્ટર કાર્ટૂન્સ ઘણાં બધાં એવાં ચિત્રો બનાવેલાં જેના દ્વારા લોકો જાગૃત થયા ગમ્મતથી જ્ઞાન સુધીની સફર એટલે ચિત્ર ચિત્ર દ્વારા ઘણી બધી ઘણી બધી હેલ્પ થઇ છે થઈ છે એવા ઘણાં કાર્ટૂનિસ્ટો છે જેવાં જેના લીધે એ લોકો પોતાનો મેસેજ ફોરવર્ડ કરતાં હોય છે બધાંથી વધારે ચાલતા હોય તો એનિમી કેરેક્ટર કાર્ટૂન્સ વધારે પડતું આઝાદી સમયે જ યુસફૂલ થયેલાં છે અત્યારની વાત કરીએ તો હાલમાં પણ એવા જ્યારે આંદોલન થાય છે ક્યાંય લડાઈ થતી હોય કે પોતાના હકની વાત આવે ત્યારે લોકો પોસ્ટર લઈને ઊભા હોય જાય સ્લોગન બનાવે છે એ એક ચિત્રનો એની કલાત્મકતાનો જ એક ભાગ છે ચિત્રો દ્વારા તમારે જે સમજાવવું છે એ વધારે પડતું ઝળપથી અને ઇફેક્ટિવલી સમજાવી શકાય છે અત્યારે તો ડીજીટલ યુગનો જમાનો છે તો ઘણા એનીમેટર્સો છે જે પોતાના ચિત્રો હવે એનિમેશનમાં કન્વર્ટ કરીને બનાવે છે